બસ મજામાં હોં શું આજકાલ ટ્રેનિંગમાં દેખાતા નથી પરીક્ષા જેવું ચાલે છે કે શું ચાલે છે

હા હા પણ હવે આગળ પછી સ્ટેટ લેવલની કોમ્પિટીસન આવશે એના માટે તૈયારી ચાલુ કરી દેવી પડશેને હા હા હા હા હા હા સો મીટરે કેટલી સેકંડ છે એટલે સો મીટર કેટલી સેકંડમાં પતે છે એટલે અચ્છા હા હા તો પછી પ્રેક્ટિસ થોડી ચાલુ કરી દેવી પડશે હો પાછી તો

હા હા હા હા હા હા રોજ હા હવે રોજ રોજ સવાર સાંજ બન્ને ટાઈમ આપડે અડધી અડધી કલાક દોડવાનું ચાલુ કરી દઈએ અને થોડું બ્રિધી બ્રિધીંગ એક્સસાઇઝ પણ થોડી ડીપ બ્રિધીંગ ને એ બધી પ્રેક્ટિસ કરવા મંડીએ કારણ કે બ્રીથ કંટ્રોલ છે એ શોર્ટ રન અપ માં સ્પ્રિન્ટ લેવામાં કામ આવે એટલે એ થોડું એના પર કામ કરવું પડશે આપણે હ હ

હા અગિયાર અગિયાર બાર બાર આવે તો સ્ટેટ લેવલ સુધી સારું કહી દેવાય બરાબર છે એ થઇ જાય હ હ હં હં બરાબર હ હ તો આવતા સોમવારથી ચાલુ કરી દઈએ હા હું આવું જ છું આવતા સોમવારથી પાછી પ્રેક્ટિસ ચાલુ કરી દઈએ હોને હા

હા ઓકે હા ઓકે